હલો હા તમે ઇંસ્ટામાટ સ્વીગીમાંથી વાત કરો છો હા મને અત્યારે મેં એક ઓડર કર્યો હતો ગ્લાસની બોટલ હતી ને બીજી બધી વસ્તુઓની સાથે તો એ અત્યારે થોડીવાર પહેલાં જ ડિલેવર થયેલી તો અત્યારે મેં એને ખોલીને જોયું છે તો એમાં એ આખી તૂટેલી આવી છે અને એનાં ફોટોસ પણ મેં તમને અટેચ કરીને મોકલ્યા છે તો એકવાર તમે ચેક કરી લો અને જોઈ લો કે આવી તે ડેમેજ્ડ ગુડ્સ તમે મોકલાવ્યા છે તો મને હોઇ શકે તો એને રિપ્લેસ કરી આપજો ને એવું નહીં હોય તમે કરી આપો કારણ કે આ તો મારે જરૂરની વસ્તુ છે કંઇ વાંધો નહીં નહીં થઈ શકે તો તમે મને એનું એટલિસ્ટ રિફંડ આપી દો કારણ કે આ યુસ થાય એવું છે નહીં હવે જેટલું હોઇ શકે એટલું વહેલું આને કરાવી દો કારણ કે હવે મને બીજું ઓડર કરવો પડશે આની માટે તો જેટલું હોઇ શકે એટલું વહેલું રિફંડ મળી જાય તો સારું અને અગર તમે રિપ્લેસ કરી આપી શકો તો વધારે સારું થેન્ક યુ